હા અમને નળનું પાણી મળી રહે છે કારણ કે એ સુરત શહેરમાં તો તાપીમાંથી જ પાણી મળે છે અને તાપીનું પાણી એ આખા સુરત શહેરને મળી રહે છે તેથી પાણીનો પ્રોબલમ તો અમને કોઈ દિવસ આવ્યો જ નથી અને પાણી ચોખ્ખું હોય છે તેના લીધે તબિયત પણ સારી રહે છે પાણીને લીધે કોઈ રોગચાળો ફેલાતો નથી ઇ પાણી સારું મળે તેનાથી ઇ અમને એ સ્કીન પણ સારી રહે છે એ વાળ પણ ધોઈએ ત્યારે સારા થાય છે એ તેનાથી કોઈ એ રોગકારક પ્રતિકારક શક્તિમાં કે કોઈપણ રીતે હુ બીમાર નથી પડી ઋતુને લીધે એ બીમાર પડીએ તે અલગ વાત છે પણ પાણીના લીધે કોઈ દિવસ બીમારી નથી થઈ ગંદુ પાણી નથી આવતું તાપીનું પાણી ચોખ્ખું જ આવે છે અને તાપીને તો માતા કહેવાય છે એ એટલે તેનું પાણી સારુ જ હોય છે અને સરકારને લીધે તે પાણી બધા ઘર સુધી પહોંચી રહે છે એટલે પાણીનો પ્રોબલમ તો કોઈ દિવસ આવ્યો જ નથી અને એ તે પાણી તો બધાને ઘર સુધી મળી જ રહે છે એટલે એ કોઈ દિવસ બહારથી પાણી મગાવવાની પણ જરૂર નથી પડી